જયારે મારે વધારે લોકો માટે જમણ બનાવવું પડે ને ત્યારે થોડી મુશ્કેલીઓ પડી પણ જમવાનું જડપથી બનાવવાનો પ્રયત્ન કર્યો અને જયારે મને ખબર પડી કે મારે ઘણાં લોકોનું જમવાનું બનાવવું છે તો પહેલા મેં એ વિચાર્યું કે કઈ વાનગીઓ ઝડપથી બની શકે અને એ વાનગીઓ મેં બનાવી અને એ વાનગીઓ બનાવવા માટે મારી મમ્મીએ પણ મને મદદ કરી તેથી જમવાનું ઝડપથી બની ગયું અને મેં એવી એવી વાનગીઓ પસંદ કરી કે જે ઝડપથી બની શકે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય સ્વાદિષ્ટ હોય અને પૌષ્ટિક પણ હોય એટલે મેં એવી વાનગીઓ પસંદ કરી કે જે ઝડપથી બની શકે અને મારી મમ્મીએ પણ મદદ કરી એટલે હું શાક રોટલી દાળ ભાત અને પુરી બનાવી અને તે એવી વાનગીઓ છે કે જે ઝડપથી બની શકે છે એ માટે મેં એ વાનગીઓ બનાવી અને ઝડપથી બનાવી એ વાનગીઓ ઝડપથી બની થોડી મુશ્કેલીઓ પડી પણ તે વાનગીઓ ઝડપથી બની ગઈ અને સ્વાદિષ્ટ પણ બની અને મારી મમ્મીએ મને મદદ કરી એટલે એ વાનગીઓ ઝડપથી બની ગઈ અને મને જયારે પણ ઘણાં લોકોનું જમવાનું બનાવવું હોય ત્યારે મુશ્કેલી પડતી નથી પણ થોડો ટાઈમ લાગે છે એ માટે મને જો પહેલાથી ખબર હોય તો હું સારી રીતે તેને બનાવી શકું અને મને ઘણાં લોકોને જમવાનું બનાવવામાં મુશ્કેલી પડતી નથી હું સારી રીતે બનાવી શકું છું અને સ્વાદિષ્ટ પણ બનાવી શકું છું અને જ્યારે ઘણાં લોકોનું જમવાનું બનાવવાનું હોય ત્યારે જે વાનગીઓ ઝડપથી બની શકે છે એવી વાનગીઓ બનાવવાનું હું પસંદ કરું છું અને વાનગીઓ સ્વાદિષ્ટ હોય પૌષ્ટિક હોય એવી વાનગીઓ હું બનાવવાનું પસંદ કરું છું તેથી લોકોને ખાવામાં સરળતા પણ હોય અને તે લોકો તે લોકોને તે વાનગીઓ ગમતી હોય તે વાનગીઓ બનાવવાનું હું પ્રયત્ન કરું છું અને એવી વાનગીઓ બનાવું છું કે જે બધા વ્યક્તિઓને ગમે નાનાં બાળકો કે સ્ત્રીઓ ખાઈ શકે ઓછી માસાલાવાળી અને ઓછી તીખી હોય એવી વાનગીઓ બનાવવાનું પસંદ કરું છું અને જેવી વાનગીઓ ઝડપથી બની જાય એવી વાનગીઓ બનાવવાનો હું પ્રયાસ કરું છું જયારે ઘણાં લોકોની વાનગી બનાવવાની હોય ત્યારે સ્વાદો સાદી વાનગીઓ બનાવવાનું પસંદ કરું છું કારણકે વધારે મસાલાવાળો ખોરાક ખાવાથી શરીરને પણ નુકસાન થાય છે અને અમુક વ્યક્તિને પાચન શક્તિમાં પણ તેની અસર થાય છે તે માટે હું સાદો ખોરાક બનાવવાનો પ્રયત્ન કરું છું જે ઝડપથી બની શકે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય એવો ખોરાક બનાવવાનો હું પ્રયત્ન કરું છું તેથી તે ઝડપથી બની પણ જાય સ્વાદિષ્ટ પણ હોય અને લોકો ખાવામાં પણ પસંદ કરે અને તે ઝડપથી બની જાય તેમાં કોઈ મુશ્કેલી ન પડે એ માટે હું સાદો ખોરાક અને ઝડપથી બને એવો ખોરાક બનાવવાનો પ્રયાસ કરું છું